મારા એક મિત્ર છે ભાઈબંધ મારા ભાઈબંધનાં મમ્મીને કેન્સરની તકલીફ થઈ છે કેન્સર થયું છે એમને મોઢાનું કેન્સર થયું છે હવે એ બીજાં સ્ટેજ પર છે હવે એ મારી પાસે આવ્યો અને પૂછે છે કે મને મમ્મીને આવી રીતના બીમારી થઈ છે તેના માટે મને કોઈ સલાહ આપ કાં તો મેં કયાં દવાખાને લઈ જવું ને કઈ રીતે પૈસાનું શું છે ને તો મને કોઈ જાતની સલાહ આપ તો મેં એમ કહેવા માગું કે અમદાવાદમાં સૌથી મોટું કેન્સરનું હોસ્પિટલ આવેલું છે ત્યાં કોઈ તારી પાસે કોઈ જાતનો મેડિક્લેમ કરાવેલો હોય તારાં મમ્મીનાં નામનો તો તને ત્યાં સિત્તેર ટકા સુધીની રાહત મળી જશે એના અંદર અને બીજું કે તારી પાસે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની સુવિધા હોય એ આ આયુષ્યમાન કાડ તેં કઢાવેલું હોય તો એ કાર્ડમાં તને કોઈ પણ કેન્સરની હોસ્પિટલ હશે ત્યાં એ કાડ ચાલતું હશે ને એમ તો બધી જગ્યા પર ચાલે જ છે તે તો ત્યાં ચાલતું હશે તો તને સિત્તેરથી એંશી ટકાની તારા પૈસાની રાહત મળશે અને તને સારી ત્રીતમેન્ટ મળશે અને જો આવું નહીં હોય તો તાત્કાલિક પણ જે આયુષ્યમાન કાડ છે એ તું કઢાવી શકીશ અને કેન્સર જેવી બીમારી છે તે ગંભીર બીમારી છે એના માટે સારામાં સારા સ્પેસયાલિસ હોય કાં તો સારું હોસ્પિટલ હોય તે જગ્યા પર એનું નિદાન કરાવી સીધી તારાં મમ્મીને સારી રીતે કોઈ તકલીફ વગર ને થોડા થોડાક સમયની અંદર એમને સારું રિજલ્ટ જોવા મળે એ માટે અમદાવાદમાં સારામાં સારી કેન્સરની હોસ્પિટલ છે ત્યાં તું જઈને રિપોટ કઢાવ અને આ જે તું એ કાડ હોય તારાં કાર્ડનો નંબર કાં તો તારા જે આ હાથના કોઈપણ એક અંગૂઠો ત્યાં જઈને તું સ્કેન કરીશ તો તેને ત્યાં આખા કાડની ડિટેલ ખૂલી જશે અને તારું કાર્ડ ત્યાં ચાલુ થઈ જશે અને ત્યાંથી તારી જે પણ દવાનો ખર્ચો આવશે ત્યાં કાર્ડમાં એડ કરવામાં આવશે ને એ કાર્ડ તારું ચાલું થઈ જશે જ્યાં સુધી ત્રીતમેન્ટ પૂરી નહીં થાય અને રજ ડિસ્ચાર્જ મતલબ રજા નહીં આપે ત્યાં સુધી એ કાળ ચાલશે અને પછી તેને પે ફરી અંગૂઠો મૂકીને અ કાળ બંધ કરવાનું ને જે પણ બિલ થયું હશે એ બધું બિલ સરકાર જ આપશે આપણે ગજવા ખીસ્સામાંથી કોઈ પણ પૈસા આપવાના નથી એના માટે દરેક વસ્તુ સરકાર તરફથી મળશે માટે આ એક સારી સ્કીમ છે સરકારની